રેસ્ટોરન્ટનું નામ જયારે મેં સાંભળ્યું કે નામ છે તેનું ગોકુલ તો ગોકુલની અંદર મેં આજે ફોન કર્યો અને ફોન કરીને હું પૂછી રહ્યો છું હલો ગોકુલ ગોકુલ રેસ્ટોરન્ટ પર વાત કરી રહ્યા છો હા જી મારુ નામ છે નરેશ અને વાત એમ છે કે મારે એક્ચુલી એવું મેં સાંભળ્યું છે કે તમારા રેસ્ટોરન્ટની અંદર દરેક પ્રકારની વાનગીઓ ઉપલબ્ધ હોય છે કે જેમાં તમે રાજસ્થાનીથી માંડીને ગુજરાતી પંજાબી કાઠિયાવાડી ચાઈનીઝ આ બધાં જ પ્રકારનાં ભોજન બધા જ પ્રકારનાં જે જમવાની વસ્તુ છે એ તમે ત્યાં આપો છો અને મારું એવું સાંભળવું છે કે એક્ચુલી વાત એમ છે કે મારી દીકરીનાં લગ્ન છે અને એ દીકરીનાં લગ્નમાં જે જાનવાળા છે એમણે એવું કહ્યું છે કે ભાઈ જે બારાતીઓ આવી રહ્યા છે જે જાનૈયાઓ આવી રહ્યા છે એમનું સ્વાગત રસગુલ્લા ખવડાવીને કરવાનું અને ત્યારબાદ જમવાની અંદર ફરસાણમાં નવતાડનાં સમોસા અને સ્વાદિષ્ટ કેસરનો મઠો રાખવાનો છે અને મેં એવું સાંભળ્યું છે કે તમારા આ ગોકુલ રેસ્ટોરન્ટની અંદરનો કેસરનો મઠો જે છે એ બહુ જ સરસ મળે છે મારી દીકરીનાં લગ્નમાં હું કોઈપણ પ્રકારની કમી હું રાખવા માગતો નથી એટલે ગોકુલ રેસ્ટોરન્ટને હું પોતે વિનંતી કરું છું કે એવી તો તમે કંઈક કરી શકો મને કોઈક પ્રાઇઝીસમાં કે એમાં તમે મને કરી આપો કારણકે મારે રસગુલ્લાથી માંડીને કેસરનો મઠો અને સ્વાદિષ્ટ નવતાડનાં સમોસા આ ત્રણ વાનગીઓ મારે મારી દીકરીનાં લગ્ન માટે જોઈએ છે અને તમારા ત્યાંનું આજે ત્રણ વાનગીઓ જે છે એ પુરા જિલ્લામાં વલ્ડ ફેમસ છે એટલે આ વાનગી મારે આવતા મહિને ચોથી તરીખે મારે જોઈએ છે વાત કરું જ જાનૈયાઓ કમસે કમ પંદરસો જેટલા વ્યક્તિઓ જાનમાં આવશે તમને આ પંદરસો જણા એટલે તમને સાંભળીને નવાઈ લાગશે કારણકે પંદરસો જણા એટલે આપણે તો એને જિલ્લા ઘોષિત કરી શકીએ પણ હા આ એક નાનકડું કુટુંબ છે પંદરસો જણાનું કે જેઓ જાનૈયાઓ મારી દીકરીને લઈ જવા આવ્યા છે પરણીને હવે આજે મારી દીકરી જયારે પરણીને જઈ રહી છે તો એક બાપ તરીકે હું એવી ફરજ નિભાવું છું કે મારી દીકરીને ગમતી વસ્તુ હું એને ખવડાવું મારા જાનૈયાઓ જે આવી રહ્યા છે મારી દીકરીના સાસરાવાળા છે અને પણ હું ગમતી વસ્તુ ખવડાવું જેથી કરીને મારી દીકરીને જિંદગી ભરના ટોણામેણા ના સાંભળવા પડે તો વાત હતી કે તમારા ગોકુલની અંદર મારા જે જાનૈયાઓ છે તે પોતે ત્યાં જમીને ગયા છે અને એમને તમારા ત્યાંના નવતાડનાં સમોસા અને જે કેસરનો મઠો અને સાથે જ જે રસગુલ્લા હતા એ બહુ જ ભાવ્યા હતા અને મારે તમારા એ રેસ્ટોરંટમાંથી મારે મારી દીકરીના આ લગ્ન પ્રસંગ માટે આ એક જે શુભ પ્રસંગ છે એના માટે થઈને મારે આ ઓર્ડર આપવો છે કે તમે મને કમસેકમ પચાસ કિલો મને મઠો જોઈશે કેસર મઠો જોઈશે અને પચાસેક કિલો જેટલા મારે નવતાડનાં સમોસા જોઈશે અને રસગુલ્લા જે છે એ કમસેકમ હું માનું છું ત્યાં સુધી ત્રણસોથી ચારસો કિલો મારે રસગુલ્લા જોઈશે કારણકે રસગુલ્લા એ એટલી સરસ મજાની મારી પોતાની પણ પ્રિય વાનગી છે એટલે તમારે ત્યાંથી પણ એ રસગુલ્લા મને મળશે તો મને મજા પડી જશે જે એક કોલકત્તા બેંગ્લોરની અંદર રસગુલ્લા બનાવવામાં આવે છે એ જ પ્રકારની એ જ પધ્ધતિની સાથે તમારા રેસ્ટોરન્ટની અંદર આ રસગુલ્લા બને છે જે મને ખૂબ જ પ્રિય છે એટલે મારી દીકરીનાં આ લગ્ન માટે થઈને હું તમારા આ રેસ્ટોરન્ટમાંથી આ ઓર્ડર કરવા માગું છું એક વખત ખાલી તમારા આ રસગુલ્લા નવતાડનાં સમોસા અને જે કેસરનો મઠો છે એ તમે મારે ત્યાં આપશો ને જે લોકો પંદરસો જાનૈયાઓ એનો લાભ ઉઠાવશે ફરીથી એટલે તમને બીજા એવા ચાર ઓર્ડર મળશે તો હું તમને રિક્વેસ્ટ કરું છું તમને વિનંતી કરું છું કે હું તમને એનું પૈસા તો તમને નહીં આપી શકું પણ પંદરસો જાનૈયાઓના આશીર્વાદ તમને મળશે એટલે તમે આ જે ઓર્ડર આપવાની વાત છે તો એક વખત એ બાબતે આપણે મળીને મિટિંગ કરી લઇએ અને આજે તમારી જે સ્પેશ્યલ વાનગી છે નવતાડનાં સમોસા રસગુલ્લા અને કેસરનો મઠો એની મજા માણીએ અને જિંદગીની નવી લુફ્ત ઉઠાવીએ મોજ કરીએ